હેલો કેમ છો બસ મેં પણ મજામાં છે યાર ગુજરાતની અત્યારે ટીવી સિરિયલો બહુ મસ્ત ચાલી રહી સે નહીં તું જો ને એક ગુજરાતી સિરિયલોમાં મતલબ કે ગુજરાતી સિરિયલ તો ખરી જ પણ જે રોતલું સિરિયલ છે એની અંદર અનુપમા ફર્સ્ટ પર અને કોમેડી સિરિયલમાં તારક મહેતા અને બંનેની સ્ટોરી પણ કેટલી મસ્ત ઓહો ના મેં કાલનો એપિસોડ તો મિસ કરી ગયો કેમકે મેં મને જૂના એપિસોડ જોવાનું વધારે પસંદ છે અરે પણ બકા પહેલાં એમ થતું હતું એમ ભલે એની ગમે એટલી વાર સગાઈ થતી છેલ્લે તો તૂટવાની જ છે આપણે તો જાણીએ જ છીએ ને એ વાત એનું એટલું વહેલું ગોઠવાય નહીં બસ અનુપમામાં કંઈક અનુપમામાં અનુપમા અને અનુજને કંઈક બંને અલગ અલગ થઈ ગયા છે એવી સ્ટોરી ચાલે છે થોડી બકવાસ છે એમ જેમ તારક મહેતાની સિરિયલ અત્યારે બકવાસ થઈ ગઈ છે અને અનુપમા પણ બકવાસ જ થઈ ગઈ હમ્મ એમ ભલે પણ મને તો યાર એના જૂના એપિસોડ જ ગમે હું તો ઓલવેઝ તારક મહેતાના જૂના એપિસોડ જ જોઉં તું કોઈ બી સિરિયલ સ્ટાર્ટિંગમાં સારી જ હોય ત્યાર યાર એવું જ છે બધું તે તારક મહેતાના જૂના એપિસોડ જુઓને જ્યાર જૂના જેઠાલાલ દયા સોઢી સોનું એ બધા હતા ત્યારે આમ કેટલી મજા આવતી હતી જેમ જેમ નવી કાસ્ટ આવતી જાય જ્યારની દયા ગઈ ત્યારની તો સિરિયલ ઠપ્પ જ થઈ ગઈ આખી હા લગભગ બે હજાર સોળ ત્યારથી લઈને અત્યાર સુધી ફરી ગઈ એ આવી જ નહીં સારું છે ચાલોણે એક હવે તો મેં એવું પણ સાંભળ્યું છે કે જેઠાલાલ પણ સિરિયલ છોડી રહ્યા છે એમ કેમકે જે કંઈ છે એ દિલીપ જોશી એટલે જેઠાલાલ ઉપર જ બધું નિર્ભર છે અત્યારે બી કોમેડી એમની જ બધા જોવે છે આમ તો દયા ન હતી એના પરથી એવું લાગતું હતું કે ચાલો આમ નહીં ચાલે પણ જેઠાલાલ લોકો એ સાચવી લીધું પણ હવે તો એ જ નહીં રહે તો પછી શું થવાનું હવે ગુજરાતી યાર આપણા ગુજરાતી છે એમાં મેઈન કેરેક્ટર તો એવી સિરિયલ તો જોવાનું પસંદ કરતાં છે

હા હા ઓકે તો સરસ આમ મતલબ કી સારું લાગે તારી સાથે સિરિયલની વાત કરીને હા ને કંઈક શીખતા રહીએ ઓકે જય ગરવી ગુજરાત